ભારત દેશમાં બે હજાર ઓગણીસ અને બે હજાર વીસ વર્ષ દર દરમિયાન હરિયાણા રાજ્ય ખાતે કબડ્ડી નેશનલ કેમ્પ યોજાયો હતો જેમાં હું ગુજરાત ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો અને તેમાં સમગ્ર ભારતમાંથી બધી ટીમ આવી હતી અને પંદર દિવસના કેમ્પ બાદ ગુજરાત અને તમિલનાડુની સેમીફાઇનલ મેચમાં અમારો પરાજય થતાં બ્રોંઝ પદક અને તમિલનાડુને સિલ્વર તથા રાજસ્થાનને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું હતું અને ગુજરાતને પદક મેળવવાના કારણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે વિધાનસભાના મેદાનમાં ગુજરાતની રાજ્ય ટીમને સન્માનિત કરી હતી અને તે મારો અત્યાર સુધીનો સૌથી મનપસંદ ફોટોગ્રાફ છે